અમે મુલાકાત લઈએ છીએ ત્યારે ત્યાંનાં વિસ્તારની માહિતી માટે અમે કોઈ ગાઈડનો ઉપયોગ કરીએ છીએ એટલે ગાઈડ દ્વારા માહિતી મેળવીએ છીએ બીજું કે કોઈ ધારોકે ગામમાં જઈએ તો તેના અમે સરપંચને મળીએ છીએ અને સરપંચ પાસેથી બધી માહિતી અમે મેળવીએ છીએ તેજ રીતે બીજી માહી બીજી રીતે માહિતી મેળવવી હોયતો બીજી મોટી દુકાનો હોય ત્યાં માણસો બધાં ભેગાં થયેલાં હોય તો તે માણસો સાથે અમે વાતચીત કરીને એની પાસેથી પણ બીજી માહિતી મેળવીએ છીએ તેજ રીતે બીજે કોઈ છોકરાઓ વિષે કે બીજી માહિતી મેળવી હોય તો અમે તે કોઈ સ્કૂલનો સંપર્ક કરીએ છીએ અને તે સ્કૂલમાંથી પણ અમને બીજી માહિતી બધી મળી જાય છે